હા મારી મનગમતી ગેમ ફ્રી ફાયર છે ફ્રી ફાયર મેક્સ તે મને બહુ જ સારી લાગે છે તેમાં હું સારી રીતે રમું છું તે મારા માટે બેસ્ટ ગેમ છે હું આખો દિવસ એ ગેમ રમી શકું છું અને એ ગેમમમાં મું બહુ સારો છું એમાં આપણે ફાયટિંગ કરવાની હોય છે સામેના બંદા જોડે એમાં બહુ બધી હોય છે સીએસ રેન્ક હોય છે બીઆર રેન્ક હોય છે એમાં બહુ બધાં ટાસ્ક હોય છે એમાં આપણે સીએસ રેન્કમા ફોર વી ફોર થાય પછી ટુવી ટુ થાય વન વી વન થાય એવી રીતે બધું થતું હોય છે